હેડ માટે એક ઓઈલ છે ઋતુરાજ જેમાં એનો પોઝિટિવ એક્સપિરિયન્સ એ છે કે જેનાથી વાળ હે સિલ્કી પણ રહે છે વધે પણ છે અને વાળ જરાક સારા રહે છે અને એનો નેગેટિવ એક્સપિરિયન્સ એ છે કે જેમાં એનાથી અંદર હેરમાં લગાવ્યા પછી થોડી બેડ સ્મેલ ટાઈપ આવે છે અને વાળ બહુ ચીપકું ચીપકું થઈ જાય છે